બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી બેંગોલ કેસરી આશુતોષ મુખર્જી બેંગોલ ટાઈગર બીપીન ચંદ્ર પાલ એન્ડ સૌરવ ગાંગૂલી બિહાર કેસરી ડૉક્ટર શ્રી ક્રીષ્ણ સિંગ બિહાર વિભૂતિ ડૉક્ટર અનુનાગ નારાયણ સિહ બિસ્માર્ક ઓફ ઈન્ડિયા વલ્લભભાઈ પટેલ